હલઉ હલઉ હા હું અલીભઈ બોલું હા હું મજામાં છું તમે કેમ છો હા હજી મારો કમ્પ્યુટર ચાલું નથી થાતું મારા કમ્પ્યુટરની ડીસ્પ્લે કામ નથી કરતી હા હા હા હા હા બરાબર બરાબર આજ નહીં હા હા છે મારા કને છે ભુજથી જ નીકળ્યા માંડવીથી બરાબર બરાબર બરાબર હા બરાબર પણ હું શું કહું છું કે એ મારો ડીસ્પ્લે બદલાવી આપશે કે નવું કમ્પ્યુટર આપશે એમ બરાબર બરાબર બરાબર જે બધાએ ઇચ્છ્યું હશે હા હા પ્રોબ્લેમ આવે છે સી પી યુમાં પણ પ્રોબ્લેમ છે કમ્પ્યુટરના હા હા હા હા

બરાબર હા બરા બરાબર બરાબર બરાબર ને લેપટોપ હા હા ખરાબ થઈ ગયાં છે હા હા શટડાઉન થય જાય છે હા બરાબર બરાબર હા છે છે છે બરાબર બરાબર બરાબર બરાબર ને જો ના થઈ ગયું તો છે છે છે છે એટલે ભુજ જ જવું પડશે એમ એટલે ભુજ જ જવું પડશે એમ માંડવીમાં નથી કંઈ સર્વિસીસ બરાબર બરાબર હા હા હા હા હા છે એટલે એક જ દિવસમાં કરી આપશો તમે એક જ દિવસમાં કરી આપશે કે રાખશે આને લેપટોપ કમ્પ્યુટરને અઠવાડિયું નીકળી જશે બરાબર બરાબર ને કમ્પ્યુટરની અંદર તો ડિસ્પ્લેનો બહુ પ્રોબ્લેમ છે અચ્છા તો ન્યુ આપી દેશે નવું એકદમ બરાબર બરાબર ન્યુ આપે તો સારું એમ બરાબર બરાબર ઓકે ઓકે થેંકયુ હોં